સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ માં આવેલી સ્પોર્ટ્સ એકેડમી જેમાં કબ્બડી ક્રિકેટ સ્વિમિંગ ખોખો બેડમિન્ટન ફૂટબોલ વૉલીબૉલ જેવી ઘણી રમતો વિશે શીખવાડવામાં આવે છે અને એક ટ્રેનિંગ આપવામાં આવે છે સ્પોર્ટ્સ વિશે ત્યારબાદ રાજકોટમાં આવેલા ખંડેરી સ્ટેડિયમમાં ક્રિકેટ ક્રિકેટ શીખવાડવામાં આવે છે રમાડવામાં આવે છે ત્યા ઘણી એકેડમીયો આવેલી છે અને પ્રાઇવેટ કોચિંગ જે રહેલા છે જેના દ્વારા ક્રિકેટ પ્રાવધાન આપવામાં આવે છે અને ક્રિકેટ શીખવાડવામાં આવે છે નાના બાળકોથી લઈ ને મોટા બાળકો સુધી મોટા યુવાનો સુધી આ ક્રિકેટ રમાડવામાં આવે છે ત્યાં હુ ભાર્ગવ અને મારા મિત્રો અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ એકેડમીમાં ખો ખો અને કબડી રમી રહ્યાં છે અને હમણાં અમે નેશનલ લેવલે કબ્બડી ટુર્નામેંટ થઈ રઈ છે જે રમવા જઈ રહ્યા છે અને અહિયા સારી તાલીમ આપવામાં આવે છે અમારા કોચ સુંદરોય વિવેક સર છે જેના દ્વારા અમને સારી તાલીમ આપવામાં આવે છે ત્યારબાદ ત્યાં બીજા ઘણા સ્પોર્ટ્સ છે જેમાં બાળકોને તાલીમ આપવામાં આવે છે જેમકે ખો ખો થઈ ગયું ખો ખો માં ગર્લ્સ અને બોઈઝ બંનેને તાલીમ આપવામાં આવે છે

ખેલ મહાકુંભમાં પાર્ટીસિપેટ કરી રહેલાં વિદ્યાર્થીઓને પણ તાલીમ આપવામાં આવે છે તેમા રહેલાં રનિંગ એથ્લેટિકસ જેમાં રનિંગ જેમા સો મીટ સો મીટર રનિંગ હોય છે બસો મીટર રનિંગ હોય છે ને ચારસો મીટર રનિંગ હોય છે અને પાંચ કિલો મીટર અને દસ કિલો મીટર પણ રનિંગ હોય છે જ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે અહીં રહેલા અહીં રહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રાઉંડમાં બધી જ એક્ટિવિટીઓ કરાવામાં આવે છે અને બધી જ ઘણા જ બધા પોસ્ટ સ્પોર્ટ્સ છે જેની તાલીમ આપવામાં આવે છે અને બાળકોને પણ અનુકૂળ પડે છે વોલીબોલની વાત કરુ તો વોલીબોલમાં પણ મારા મિત્રો છે જે હમણા નેશનલ લેવલે રમવા જવાના છે ત્યારબાદ ફૂટબોલ ફૂટબોલ પણ રમાડવામાં આવે છે અહી અને અહી એક સ્ટેડિયમ પણ છે ફૂટબોલ સ્ટેડિયમ પણ છે ત્યારબાદ ખંડેરી ત્યારબાદ ખંડેરી સ્ટેડિયમની વાત કરીએ તો ત્યા જે ઈન્ડિયન નેસ ઇન્ટરનેશનલ લેવેલ છે ઇન્ટરનેશનલ લેવલની છે મેચીસ હોય છે જેમ કે ટેસ્ટ મેચીસ હોય ઈન્ડિયા વર્સિસ ન્યુ ઝીલેન્ડ ઈન્ડિયા વર્સિસ વેસ્ટ ઈન્ડિઝ તેવી મેચીસ અહિયા કરાવામાં આવે છે ઇન્ટરનેશનલ લેવલની હોય છે ત્યારબાદ અહીંના નેશનલ લેવલની પણ ત્યાં ક્રિકેટ રમાડવામાં આવે છે અને ત્યાં ટ્રેનિંગ સેંટર પણ છે જેમાં ટ્રેનિંગ આપવામાં આવે છે ક્રિકેટ ક્રિક ક્રિકેટની એક ટ્રેનિંગ આપવામાં આવે છે નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધી મોટા યુવાનો સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારબાદ ત્યા આ ત્યારબાદ અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટિમાં ઇન્ડોર ઇન્ડોર ગેમ્સ પણ રમાડવામાં આવે છે જેમ કે ટીટી ચેસ સાપસીડી વગેરે ગેમ્સ જે છે રમાડવામાં આવે છે કેરમ છે અને તેની ટુર્નામેન્ટ્સમાં વિદ્યાર્થીઓ ભાગ પણ લે છે અને અહીના જે પીટી સર્સ હોય છે જે કોચ હોય છે જે ટ્રેન ટ્રેનર્સ હોય છે એ સારી રીતે બાળકોને ટ્રેનિંગ કરે છે ત્યારબાદ એક ગિરનાર સ્પોર્ટ્સ એકેડમી છે તેમા પણ બાળકો ને રનિંગ પ્રૅક્ટિસ અને રનર્સ બનાવે છે